હેલો હા બોલો હા હા શેના વિશે વાત કરવી હતી ઓકે રણજીત માટે રજા જોઈએ છે તો પણ એમનું એવું છે કે તેમણે રજા બહુ વધારે પાડી છે પેહલેથી અગાવથી તો એમને એટલી હાજરી ઓછી છે તો શું કરવું છે એના માટે ભણવાનું તો ભણવામાં તો એ હોશિયાર છે તે એનો વાંધો નથી પણ મિત્ર સાથે એ બોવ બોલચાલ નથી કરતો અને એકલો એકલો રહે છે અને ચૂપચાપ બોવ વધારે રે છે તો તમે તેના ઉપર ખાસ ધ્યાન રાખજો હા તો પણ તે આદત સારી નથી તેમણે તમે શીખવાડજોને બીજા મિત્રો સાથે હળવા મળવાનું રાખવાનું કહેવાનું તમારે અને એ આવી રીતના રહેશે તો એકલો રહી જશે તો એની ઉપર તમે ધ્યાન આપજો હા હા એ એનો વાંધો નથી એનો વાંધો નય અને ટીચરને ટીચરની ડિસરિસપેક્ટ પણ બહુ કરે છે અને જેને પણ ખાસ બાબત જણાવજો એમને

એમ તો તમે વાત કરી લીધી એટલે હું ચલાવી લઇશ બટ રજા ચિઠ્ઠી તેને લખવા કહી દેજો ઓકે

હા તમારે કેટલા દિવસની રજા જોઈએ છે ઓકે ચાર દિવસ પછી એને મૂકી જજો હોને ઓકે